અમારી સમાજમાં ખૂબ ખુશીથી માણસો જીવે છે અમારા સમાજમાં નોકરી ઓછી કરે છે માં માણસે ખેતી કામ કરે છે કારણ કે પહેલેથી ભણવાનું ભણ્યા ના હોય એટલે મા બાપ અભણ હોય એટલે છોકરા બી અભણ હોય માટે ભણે નહીં તો નોકરી બી નહીં મળે મજૂરી કામ જ કરવું પડે અમારા વિસ્તારમાં

પહેલેથી નથી માટે સારું વાતાવરણ છે રહેવામાં બી મજા છે લોકો સારું જીવન જીવે છે અમે કપાસ ની અને જાતજાતની ખેતી કરીએ છીએ પહેલાં ખેડામણ કરીએ પછી કપાસના બીજ મૂકીએ પછી થોડો મોટો થાય એટલે દવાનો છંટકાવ કરીએ પછી એને ઘાસ કંઈ થયો હોય તો નિંદામણ બી કરીએ અને ડિનવા આવી જાય એ ફૂલ ફૂલ બુલ આવે ડિનવા આવે એટલે કપાસ થાય છે પછી કપાસ ફાટી જાય એટલે કોઈ મજૂરો હોય ગામના કોઈ બીજા ગામના મજૂરો હોય એને દાળીએ બોલાવે છે અને કપાસ વીણાવે છે મારે અત્યારે બસોથી અઢીસો રૂપિયા જેવી કે કોઈક જગ્યાએ દોઢસો બી હોય એવી મજૂરી ચાલે છે અમારે અને માણસો ભણ્યા ન હોય એટલે અમારે એ ધંધો કરવું પડે છે ખેતમજૂરો એટલે અમુક અમુક લોકો તો દિવસમાં પૈસા તો અમુક લોકો પાસે હોય ના એટલે દિવસમાં ખાલી જાય અને દારી જઈને સાંજે કાંઈ ઘરવાળા અમૂક ઘરે હોય બેઠા હોય એટલે માટે દુકાન પરથી અનાજ કરિયાણું લઈ જાય અને જેટલા માનો કે દોઢસો રૂપિયાની મજૂરી કરી આખા દિવસમાં તો દોઢસો રૂપિયાનું અનાસ કરિયાણું લઈ જાય એમાં બચત થતું નથી કારણ કે એકધારી મજૂરી નથી ચાલતી અમારા વિસ્તારમાં એક જણ કમાવાવાળું હોય અને બે ત્રણ જણ ખાવાવાળા હોય અને અત્યારે મોબાઇલની વાત કરીએ તો મહિને મહિને અમારે અઢીસોથી ત્રણસોનું રિચાર્જ અવશ્ય કરાવું જ પડે છે કારણ કે અત્યારના મોબાઇલ નંબર કોઈ બી રીતે મોબાઇલ નંબરની જરૂર પડે છે બેંકમાં આપેલો હોય કોઈ બી આધાર કાર્ડમાં જોઇન્ટ હોય મોબાઇલ નંબર વગર તો કોઈ જ પણ કામ થતું નથી આજના જમાનામાં એટલે મોબાઇલ રિસાર્સ બી મોંઘું થઈ ગયું એને બી કાયમ માટે રિસાર્સ બી કરાવું પડે છે એ બે ટકનું ખાવાનું મૂકીને બી રિસાર્સ કરાવવું પડે છે કારણ કે મોબાઇલ ઉપર જ બધું આવી ગયું મોબાઇલ નંબર ન હોય તો કામ પણ નથી થતું એટલે કોઈ પણ કામ માટે મોબાઇલ જ હોય એમાં રિસાર્સ બી કરાવવું પડે છે અને પૈસા બચત થતા નથી માટે અમારે દરરોજ દાળીએ જવું પડે છે અને અમુક માણસો બીજુ પોળ કોઈ કોઈ પણ કામ કરે સે કડીયા કામ સે સેંન્ટિંગ કામ પ્લાસ્ટર કામ ચણતર એવો અમારા વિસ્તારમાં ટાઇલ્સનું કામ એવું અનેક પ્રકારના કામો ચાલ્યા કરે છે અત્યારે મજૂરની હાજરી છે ત્રણસોથી સાડા ત્રણસો ચારસોની આસપાસ અને કડિયા કામ કરે છે મિસ્ત્રી એની મજૂરી છે પાંચસોથી છસો સાતસો સાડા સાતસો સુધી માટલે અને થોડું દૂર છે એટલે મજૂરી કરવા જઈએ એમાં બી છસો રૂપિયા બી આપે માનો કે તો એમાં બી પચાસ રૂપિયા તો પેટ્રોલના જતા રહે પચાસ સિત્તેર રૂપિયા અને કંઈ નાસ્તો પાણી કરવું હોય એ બી પચાસ સાઠ રૂપિયા જતા રહે એટલે હવે એકસોવીસ રૂપિયા થઈ ગયા અને થોડા ઘણા વધે તે સાંજે શાકભાજી લઈ જવાનું એ ચાલીસનું પાંચસો પચાસનું પાંચસો એમાં ઘરે જઈએ તો ઘરનું લાવાનું હોય કાંઈ તેલ હોય મીઠું મરચું એવું એટલે બચે તો કાંઈ જ ના બચે પણ ખાલી જીવન જીવવા માટે આ રોજનું કાર્ય કરવું પડે છે અમારે ખેતમજૂરી કરવું પડે મજૂરી નહીં કરે તો મને કશું મળે નહીં એટલે કોઈના કોઈ ધંધો તો કરે જ છે માણસો કારણ કે મોટા મોટા નોકરી કરે છે માણસો એ વિસ્તારોમાં સે પણ ગામળાના લોકો સમાજના લોકો નોકરી ભણ્યા ઓછું એટલે નોકરી ખાસ નહીં કરે પણ કંઈના કંઈ ધંધો તો કરીને એનું ગુજરાન ઘર ચલાવતા હોય અને પૈસા હોય તો વધારે કંઈ માણસોને શોખ એવો પૈસા નહીં હોય તો શોખ બી કંઈથી કરે એટલે એનો હાલનો રો જીવન ચાલ્યા કરે એક દિવસનું એટલી દ્હાડી કમાય છે માણસો અને અમારા વિસ્તારમાં પહેલે કરતાં ઘણી બધી હમણાં સગવડ થઈ ગઈ છે જોવાલાયક સ્થળો બી બની ગયાં અને નવી નવી ટેક્નોલોજી બી આવી ગઈ છે માટે ઘણું જોવાલાયક બી સ્થળો છે નર્મદા નદી બી છે અમારા વિસ્તારમાં અને મેન કેનાલ એ બી આવેલી છે એ બી ઘણી લાંબી છે મેન કેનાલ અમારા નજીકમાં જ આવેલી છે અને હાલમાં તો વરસાદ તાં ઘણો પડ્યો તો માટે એ ખેતીનો બી બગાડ થઈ ગયો છે એવું ઘણું બધું થયું છે માટે કપાસ બી બગાડ થઈ ગયો મકાઈ બી બગાળ થઈ ગઈ માટે નુકશાન ઘણું બધું થયું પણ હવે જોવે છે કાંઈક લાભ સરકાર તરફથી લાભ મળી શકે તો સારું નહીં તો પછી રોજના મજૂરી કામ ધંધો કરવા જવું પડે છે એટલે અત્યારે અમે મજૂરી કામ ધંધો જ કરીએ છીએ એટલે અમારે વિસ્તારમાં આમ કોઈ બી કંપની એવું કશું નહીં એટલે એમાં મોટા ભાગે સારું કહેવાય અને ઢોર બકરા બી રાખીએ છીએ બળદ ગાય ભેંસ એવું

અને બકરી પાલનનું કરે છે તો લોકો એને જે કાંઈ ભાવમાં હોય પાંચ હજાર છ હજારમાં બકરાનું વેચાણ કરે ને એનું ગુજરાન ચલાવ્યા કરે છે